ડોકટર સાહેબ એ હું સોનલ બોલું છું મને હમણ બે ત્રણ દિવસથી તબિયત થોડી બગડી છે મને શરદી ઉધરસ અને તાવ જેવું રહે છે હમ શરીરમાં વીકનેસ એ વધારે લાગે છે હમ હમ હમ પણ એનું એવું છે કે ડૉક્ટર સાહેબ મારા તાસીર પ્રમાણે દવા આપશે એ વાત સાચી છે પણ મને તો બે ત્રણ દિવસમાં ઊભું થઈ જવાયને એવું જોઈએ છે કેમકે મારે તો હમણાં અઠવાડિયા માટે સિંગાપુર જવું છે ફરવા માટે હમ બરાબર ઓકે સાહેબ